અમે ગામ ગામડાની સ સરખામણે છોડીને નગરની સરખામણીએ નગરમાં રહેવાં આવ્યા છીએ જ્યાં અમને હરેક પ્રકારની સુવિધાઓ મળે છે અને હરેક પ્રકારની અમને એડવાન્સ ટેકનોલોજી અમને અહીંયાં મળે છે અને બધી જ રોગોનો અહીંયાં પૂરી એડવાન્સ ટેકનોલોજી દ્વારા એનો પેલું કરવા એ એડવાન્સ ટેકનોલોજી દ્વારા એનો ઈલાજ કરવામાં આવે છે અને આમ બી જોવા જાય તો હવે ગામડાઓ બી વિકસિત થઈ ગયાં છે ત્યાં બી અલગ અલગ આરોગ્યની સંભાળ રાખવાની ગુણવત્તા વધી ગઈ છે અને ત્યાં બી અમને અલગ અલગ સેવાઓ મળે છે ને અલગ અલગ સુવિધાઓ મળે છે અને એટલે જ અમે ગામડામાં રહેવા જઈએ તો બી અમે ગમે છે અને નગરમાં રહેવાનું અમને કહેવામાં આવે તો બી અમને ગમે છે એટલે ગામડું અને નગર બેઉ જ અમને પસંદ છે